હલો તમે કલરવાળા માણસ બોલો હા મારે ઘરમાં કલર કરવાનો છે આખા ઘરને કલર કરવાનો છે અંદર પીઓપીને કલર કરવાનો છે હા આખા ઘરમાં બે રૂમમાં પીઓપીમાં અમારે ચાર રૂમ છે

પીઓપી બે રૂમમાં કયો કલર સારો આવે એમાં ના મતલબ કઈ કંપનીનો કલર આવે સારામાંનો આ વરસાદ બરસાદમાં પલળે તો વાંધો નહીં ને

હા ને કલ એશિયન પેઇન્ટનો સારો કલર આવે છે

કલર તમે લેતા આવશો હા તો પછી

તો કલર આપણો પછી કયો કરીશું સારો લાગે એ આપણે કોપમ્પુટરમાં તમને ફોટો મોકલીએ પછી આપણે તમે કોમ્પ્યુટરમાં ચલાવો તો આપણે પછી

કેવો આપણે હા તે પછી આખા ઘરને કલર ને પીઓપી ને બધામાં કેટલો ખર્ચો થશે મજૂરી હા તો પછી તમે ડાયરી લઈને ઘરે આવતા રહેજો તો આપણે કલર વિચારી લઈએ હા તે ઠીક છે ચાલો